આમ તો હું ગુજરાતના પ્રવાસ માટે અનેક જગ્યાએ ફર્યો છું તેમાં એક યાદગાર પ્રસંગ મારા માટે મારે ભાવનગર જાવાનું થયું અને એના માટે ટ્રેનમાં રિજર્વેસન મને નહોતું મળ્યું પછી એકાએક વિચાર આવ્યો કે ભાઈ ના સુરતથી ભાવનગરની ક્રૂસ આ નીકળે છે તો એમાં સફારી કરવાની ખૂબ મજા આવશે એમ કરીને અમે સુરત હજીરાથી એક ક્રૂઝમાં પ્રવાસ કર્યો ઘણા સારા પેસેન્જરો હતા બધા જોડે ઓળખાણ થઈ અને અમે અંતાક્ષરી રમતા રમતા બે કલાકમાં અમે ભાવનગર બંદર ઉપર ઉતરી ગયા અને ત્યાર પછી અમે ભાવનગરમાં અમારી એક બહુ મોટી કોન્ફરન્સ હતી નેશનલ અસોસેસન ફોર ધ ગ્લાઈડનિયમ તમામ હોદ્દાઓ હોદ્દેદારોને એવો સાથે અમે ગુજરાતમાં દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે શું કરવું જોઈએ એમના પુનર્વસન માટે શું કરવું જોઈએ તેની ખૂબ સારી ચર્ચાઓ થઈ અને ભાવનગરના રાજા પણ ત્યાં પધારેલા એમનું નામ એ કૃષ્ણસિંહજીના દીકરા છે એમનું નામ ગોહિલ હં જયધિરાજ ગોહિલ એમણે મારી સાથે હાથ મિલાવ્યો ખૂબ મજા આવી ખૂબ આનંદ થયો અને ત્યારપછી અમે ત્યાં નજીકના સ્થળે ફરવા ગયા ત્યાં દરિયા કિનારે પાણીમાં શિવજીનું ખૂબ સરસ મંદિર છે ત્યાં અમે દર્શન કર્યા લોકોએ મને જોઈને ઘણાં બધા અવાક થઈ ગયા કે એમને દૃષ્ટિ નથી છતાં પાણીમાં ઉતરીને મહાદેવજીનાં દર્શન કરવા માટે ગયા એવા અનેક કિસ્સાઓ એક વખત એવું થયું તું કે મારે દાહોદ જવાનું હતું અને ટ્રેનમાં એટલી બધી એટલી બધી ભીડ હતી કે અંદર દરવાજાના અંદર જઈ શકાય એવું એવી પરિસ્થિતિ જ નહોતી છતાં પણ અમે બહારનો સળિયો પકડીને ઊભા રહ્યા અને જેમ તેમ કરીને અમે અંદર ઘૂસ્યા ને અમે બે કલાક સુધી ઊભાને ઊભા અમે દાહોદ સુધી સફર કરી એ પ્રસંગ મને ખરેખર હજી પણ મને યાદ છે ઘણી વખત હું મારી રીતે એકલો વલસાડથી મુંબઈ જાઉં છું અને મુંબઇમાં જે જગ્યાએ જવાનું હોય તેનું લોકેશન જાણીને હું ત્યાં સુધી એકલો પહોંચી જાઉં છું અને લોકો અને હું જ્યારે મારું લોકો મને પૂછે અનેક જાતના સવાલો કરે અને હું જે જવાબ આપું તેનાથી એ લોકો ખૂબ જ સંતોષ થાય છે આવા અનેક પ્રસંગો અમારાં વલસાડમાં પણ એક હવા ખાવાનું સ્થળ છે તિથલ ખૂબ સારો દરિયા કિનારો છે ત્યાં અમે મારી સંસ્થાનાં બાળકોને લઈ જાઉં ને એમને ખૂબ આનંદ પ્રમોદ કરાવું છું અને હવે પછીનો અમારો એક મોટો પોગ્રામ છે કેવડિયા ખાતે આવેલું સ્ટેચૂ ઓફ યુનિટી ત્યાં પણ અમે આ દિવાળીના રજાઓમાં અમારા અમારી સંસ્થામાં હોસ્ટેલમાં રહેતા તમામ વિદ્યાર્થીઓને અમે ત્યાંનો પ્રવાસ એક કરાવીશું